આપણે દુકાનમાંથી જે પ્રોડક્ટ ખરીદી હતી તે પ્રોડક્ટ સાવ નીચી ગુણવત્તાવાળી હતી અને મને મેળવવામાં પણ ઘણી બધી તકલીફ પડી હતી જે ટ્રાન્સફોર્ટેસનમાં જે આવી છે તે પ્રોડક્ટ તેમાં નુકસાન પણ છે તેથી તે પ્રોડક્ટ સાવ ખરાબ ને નીચી ગુણવત્તાની અને તે મને ઘણા બધા ઉ ઊંચી કિંમતે પણ બજાર કરતા પણ ઊંચી કીમતે મને મળી છે જેથી તે પ્રોડક્ટ સાવ ખરાબ પણ હતી ભાવ પણ મારે વધારે દેવો પડે અને તેની અંદર ઇલેક્ટ્રીસીટી પણ સારી રીતે ચાલતી નથી તે પ્રોડક્ટ ચાર્જીંગ પર ટકતું નથી અને એ પ્રોડક્ટ સાવ નીચી ગુણવત્તાવાળી હતી